ગુજરાતી ભાષાનો ઇતિહાસમાં એવું છે કે ગુર્જર રાજાઓ આ પ્રદેશમાં રાજ કરતા થયા બારમી સદીમાં અને તે વિસ્તાર ગુજરાત ગુર્જર પ્રદેશ ગણાયો અને એ વિસ્તારમાં બોલાતી ભાષાનું પણ નામ ગુજરાતી પડ્યું અને ત્યાર પછી એક જે ગુજરાત ગુર્જર રાજાઓ એણે ગુર્જર રાજાઓએ બધા લેખકો અને કવિઓને પણ છે તે રાજ્યા શ્રય આપ્યો અને ગુજરાતી ભાષા વધારે સમૃદ્ધ બનાવવા માટે પ્રયત્નો કર્યા તેમાં પાટણનો રાજા પણ કુમારપાળ કરીને થઈ ગયો તેના સમયમાં હેમચન્દ્રાચાર્ય કરીને જૈન મુનિ થઈ ગયા તેણે ગુર્જર નો પહેલો છે તે ડિક્શનરી બહાર પાડી અને ત્યાર પછી પણ એમાં ઘણાં કામ થયાં અને ગુર્જર ભાષાનો વિકાસ થતો ગયો અને પછી આજની આધુનિક ગુજરાતી તેમાંથી ઉત્પન્ન થઈ આ ગુર્જર ગુજરાતી ભાષા મૂળ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાંથી ઉતરી આવેલી ભાષા છે અને આ છે તે રાજસ્થાનની બોર્ડર અને મધ્ય પ્રદેશની બોર્ડર વચ્ચેનાં જે લોકો હતા તે લોકોએ આને છે તે ગુર્જર ભાષા તરીકે સંબોધતા હતા ત્યારપછી આ ગુજરાતી ભાષાનું જે નવીનીકરણ થયું અને આજે જે ગુજરાતી ભાષા વિકસી છે તેમાં આજના લેખકો ગુજરાતી લેખકો અને છે તે સાહિત્યકારોનો ઘણો ફાળો છે